છેલ્લા થોડા વર્ષોમાં મનોરંજન ઘણી રીતે બદલાયું છે દાખલા તરીકે પહેલાં લોકો ગાતા નૃત્ય કરતા રેડિયો આવ્યા ટીવી આવ્યું પછી કમ્પ્યુટર્સ આવ્યા મોબાઈલ ફોન આવ્યા ટેબલેટ આવ્યા અલગ અલગ પ્રકારના મનોરંજનના સાધનો આવ્યા છે છેલ્લા થોડા વર્ષોમાં મતલબ કે પહેલાં દા આપણા દાદાના જમાનામાં રેડિઓ હોતા ત્યાર બાદ ટીવી આ ટીવી આવ્યા એમાં પણ બ્લેક એન્ડ વાઇટ પિચરો આવતા સિરિયલો આવતી ત્યારબાદ કમ્પ્યુટર્સ આવ્યા તેની પહેલાં ટીવીમાં કલર આવ્યો કે તે જેમાં કાર્ટૂન્સ આવતા બાળકો માટે પછી મોટાઓ માટે રામાયણ છે મહાભારત છે તેવી અલગ અલગ પૌરાણિક કથાઓ આવતી ત્યારબાદ કમ્પ્યુટર્સ આવ્યાં જેમાં અત્યારે બાળકોથી માંડીને જુવાનો હોય તે અત્યારે તેમાં ગેમ્સ રમે છે તેમાં વિડિયોસ જુએ છે ખાસ કરીને મહિલાઓ તેમાં કૂકિંગના વિડીયો જોવે છે પહેલાંના જમાનામાં બ્લેક એન્ડ વાઇટ પિક્ચરો આવતા તા અત્યારના જમાનામાં એટલું ચેન્જ થઈ ગયું છે કે અત્યારે કલર્સ સાથે તમે એના અવાજો પણ સાંભળી શકો છો પહેલાંના જમાનામાં જ્યારે બ્લેક એન્ડ વાઇટ આ પિક્ચરો આવતા હતા ત્યારે તેમાં મ્યુઝિક ન હતું કે ન હતું તેમાં શબ્દો હતા કે તમે તેને સાંભળી ન તા શકતા હવેના સમયમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે જેમ કે અત્યારે તમે જે કપડા પહેરેલા હોય છે એ કલર જોઈ શકો છો પિક્ચર્સમાં તે શું બોલી રહ્યા છે તે તમે સાંભળી શકો છો ઘણો બધો ફેરફાર થયેલો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જેમ કે ટીવી છે તેમાં અત્યારે કિડ્સમાંના મનોરંજન માટે તેમાં કાર્ટૂન્સ આવે છે અલગ અલગ સ્ટોરીઓ આવે છે અત્યારના જમાનામાં સોસિયલ મીડિયા છે જે એ પણ ઇન્કલુંડ થઈ ગયું છે જે પહેલાંના જમાનામાં નહોતું અને પ્લસ મારો વિચાર એ છે કે જે એ નહોતું તે વસ્તુ થોડીક સારી પણ હતી અને ખરાબ પણ હતી બીકોઝ સારી એટલા માટે કે ત્યારના જમાનામાં લોકો આખો દિવસ ફોન સાથે જ ન બેસતા બેસી રહેતા ત્યારના જમાનામાં લોકો તો એના પરિવાર સાથે છે મિત્રો સાથે છે એ સમય ગાળી શકતા હતા પણ ખરાબ એ પણ છે કે ત્યારના જમાનામાં લોકોને જો કોઈ ઉપયોગી વસ્તુ જાણવી હોય તો તે તરત જાણી નોતા શકતા કારણ કે ત્યારે કોઈ એવી વસ્તુઓ ઉપલબ્ધ ન હતી અને અત્યારના જમાનામાં એ વસ્તુઓએ તેમને ઉપલબ્ધ મળી રહે છે જેમકે કોમ્પ્યુટર્સ છે કોમ્પ્યુટર્સમાં તમારે જો કોઈ તમારે વસ્તુ જાણવી હોય કે કયું પ્લાન્ટ છે તો તમે અત્યારે જાણી શકો છો તમારે કોઈ અત્યારે ડિઝાઇન જોતી હોય છે તો તમે જાણી શકો છો શું ચાલી રહ્યું છે એ પણ તમે જાણી શકો છો ક્યાં ન્યૂઝ તમારે જો વાંચવી હોય તો તમારા મોબાઈલ ઉપર અત્યારે ઉપલબ્ધ છે પહેલાંના જમાનામાં જ્યારે આપણા દાદા દાદી હતા ત્યારે એ લોકો ન્યૂઝપેપર વાંચતાં હતાં રેડિયો ઉપર સાંભળતા હતા ન્યૂઝ અત્યારે તમે ન્યૂઝ જોઈ પણ શકો છો પહેલાં ખાલી સાંભળવા પૂરતું જ હતું અત્યારે તમે ન્યૂઝ જુઓ છો તમે સાંભળો છો અને ક્યારે શું હકીકત બની છે તાજેતરમાં એ પણ તમે જોઈ શકો છો સાંભળી શકો છો તમારી પાસે અત્યારે જેટલી સ્પીડમાં જેટલો તમે કહો છો એનાથી વધારે સ્પીડમાં તમારી પાસે અત્યારે ન્યૂઝ પહોંચે છે કોઈ પણ વિગતો હોય છે તો એ પણ પહોંચે છે અત્યારે કોઈ મહિલાઓ ક્યાંય બહાર નવું ફૂડ ટ્રાય કરે છે તો એમને એમ થાય છે કે આ કઈ રીતે બઈ બનેલું હશે તો એ એ લોકોએ એ પણ અત્યારે ગોતી શકે છે જેમ કે યુટ્યુબ છે તેની ઉપર અત્યારે મોબાઇલમાં ઇઝીલી એ લોકોને અવેલેબલ છે